ટોયોટા કોરોલા હોન્ડા સિવિક ફોર્ડ એફ ટ્રક હોન્ડા એફોર્ડ મારુતિ સુઝીકિ અલ્ટો હ્યુન્ડાઇ આઈ કાર રોયલ એન્ફિલ્ડ બુલેટ હીરો હોન્ડા સ્પેલન્ડર